હા તમારા વેબસાઇટ પરથી હું હિલ્સ મંગાવી હતી પણ એનો કલર મેં વાઇટ મંગાવેલો અને તમે ડાર્ક આપી દીધો અને તે હિલ્સ નાની પડી છે એટલે હું બદલવા માંગુ છું હા તો રિટન માટે હું એપ્લિકેશન પણ આપી હતી પણ સાત દિવસમાં રિટન થઈ જાય અને તે હજી થયું નથી હા એ રિટન કરવા માટે તમે કંઈ બીજી લિન્ક મોકલોને અને તે કેવી રીતે ભરવાના છે તે પણ તમે કહી દો હા આ જ આ જ લિન્ક પર ભરેલું હતું ફોમ હા અને હિલ્સને રિટન કરવાના છે તે થતાં નથી હા સ્મોલ સાઇઝ આવી ગઈ છે એટલે તમે થોડોક મોટી મોકલજો હા તમે કોઈના નંબર મોકલોને તો હું તેની સાથે વાત કરી દઉં કેમકે તમે લિન્ક આપી તેના પરતો રિટન થતી નથી તો તમે કોઈ બીજાના નંબર આપે તો હું તેની સાથે વાત કરી લઉં પછી સાત દિવસમાં રિટન નહીં થશે હા કલર સફેદ મંગાવેલો હતો અને તમે તે ડાર્ક ડાર્ક આપી દીધો અને ઉપરથી પીળા પીળા ડાઘા પણ છે હિલ પર અને સાઇઝ પણ નાની લાગી છે એટલે થોડીક મોટી જોઈએ હા તો રિટન કરવાનું છે હા તો તમે બે દિવસમાં આવી જશોને બે દિવસમાં આવી જશોને

હા ચાલો સારું હું રિટન કરી દઇશ હા